બ્રહ્માંડ અંગે ઘણી બાબતો હજી ઉકેલી શકાઈ નથી અને વધુ સંશોધનની જરૂર છે અહીં કેટલીક મુખ્ય સમસ્યાઓ છે જે આજે પણ વૈજ્ઞાનિકો માટે પડકાર રૂપ છે પહેલી એ છે કે ડાર્ક મેટર બ્રહ્માંડના મોટાભાગના મેટર એવા પ્રકારની છે જે જોવાતી નથી અને જેની સીધી રીતે ઓળખ કરવામાં આવી નથી વૈજ્ઞાનિકોને ખબર છે કે ડાર્ક મેટર અસ્તિત્વ ધરાવે છે કારણ કે તેની ગુરુત્વાકર્ષણ પ્રભાવથી તેની હાજરી જણાય છે પરંતુ તે શું છે અને કેવી રીતે કામ કરે છે તે હજી જાણવા જેવી બાબત છે નંબર બે ડાર્ક એનર્જી બ્રહ્માંડના વિસ્તરણને ગતિ સારો ઉપસાવવું છે તે જાણવાની એક ખાસ કારણ તરીકે ડાર્ક એનર્જીનો સંકેત આપવામાં આવે છે પરંતુ ડાર્ક એનર્જી શું છે અને તે કેવી રીતે કાર્ય કરે છે હજુ સ્પષ્ટ નથી બિગ બેંગ્સ પહેલાં શું હતું બિગ બેંગ્સથી બ્રહ્માંડની શરૂઆતનો અર્થ થાય છે પરંતુ બિગ બેંગ્સ પહેલાં શું હતું તે સમયે બ્રહ્માંડની સ્થિતિ શું હતી એ હજી એક ગુપ્ત રહસ્ય છે ગ્રેવીટી અને કોન્ટમ મેકેનિક્સનો મિલન ગ્રેવીટી અને કોન્ટમ મેકેનિક્સ બંને બ્રહ્માંડના વિવિધ પાસાઓને સમજાવવા માટે મહત્વપૂર્ણ છે પરંતુ આજ સુધી આ બંને સિદ્ધાંતોને એક જ સાથે જોડવાની ફિજિક્સ અને સફળતા મળી નથી